હું મીનાબેન બોલું છું ભાઈ તમને આ મારું એડ્રેસ નથી મળતું તો હું તમને બોલીને સમજાવું છું તમે અત્યારે કયાં છો પાર્લે પોઈન્ટ પર છો ભલે તો પાર્લે પોઈન્ટથી આવશો ને તો જાની ફરસાન આવશે એનાથી આગળ આવશો ને તો ચોવીસ કેરેત આવશે ચોવીસ કેરેટથી આગળ આવશો તો જીથ્રી આવશે થોડા એનાથી આગળ આવશો તો અંધજન શાળા પણ આવશે એનાથી આગળ આવશો તો અભિનંદન એસી માર્કેટ એનાથી આગળ આવશો તો રંગીલા પાર્ક આવશે બરાબર રંગીલા પાર્કથી તમે રાઇટ ટર્ન લેજો રાઇટ ટર્ન પર છે ને એક સર્કલ આવશે સર્કલથી પણ તમારે સીધા જ આવવાનું સીધા આવીને જોગર્સ પાર્કથી સીધા સીધા આવવાનું પછી લેફ્ટેન્ડ સાઈડ પર એક ટર્ન આવશે એ ટર્ન નહીં લેતા પણ આગળ જઈને બીજો એક સર્કલ આવશે તેમાં લેફ્ટેન્ડ સાઈડ પર ટર્ન લેવાનો બરાબર એ લેફ્ટેન્ડ સાઈડ પર લઈને એ સીધા સીધા આવો પાછા એ કેનાલ રોડ છે કેનાલ રોડ પૂરો થાય એટલે તમારે પાછો સર્કલ આવશે અને રાઇટમાં ટર્ન લેવાનો ત્યાં વિવેકાનંદ ગાર્ડન આવશે ગાર્ડનથી આગળ થોડું જશો એટલે એક આઈસક્રીમ શોપ આવશે આઈસક્રીમ શોપથી પણ સીધા સીધા જ આવવાનું સીધા સીધા આવશો એટલે એક હજુ સર્કલ આવશે સર્કલ આવશે ને પછી તેના લેફ્ટમાં જજો લેફ્ટની અંદર છે ને તે ઉમા ભવન સબ્જી મંડળી આવશે બસ તેનાથી થોડા આગળ જાશો ને એટલે પાછું રાઇટ ટર્ન લેવાનું અને રાઇટ ટર્નથી પણ સીધા સીધા આવવાનું સીધા આવશો ને એટલે એક શિવ મંદિર આવશે શિવ મંદિરથી પણ થોડા આગળ જજો એટલે એક બ્રિજ આવશે બ્રિજથી લેફ્ટમાં લઈને થોડે આગળ જશો તો વિદ્યાભારતી સ્કૂલ આવશે વિદ્યાભારતી સ્કૂલ આવશે ને બસ એની બાજુમાનું ગેટ છે મેઘ મલ્હાર અપાર્ટમેન્ટ એ વિંગ બરાબર તમે અંદર જશો ને તો વૉચમેનને તમે પહેલાં કહેશો કે આ નંબર પર જાઉં છું એ તમને પહેલાં જવા તો નહીં જ દેશે તમારી ત્યાં એન્ટ્રી પડાવશે ને એન્ટ્રીની અંદર બધું લખાવશે તમારું નામ નંબર બધું તે થશે પછી તમને ઉપર તો તમને લિફ્ટમાં તે જવા જ નહીં દેવાશે આઉટસાઇડરને લિફ્ટમાં મોકલતા નથી એટલે તમારે સીડીઓ ચડીને જ આવવું પડશે સીડીઓ ચડીને તમે સિક્સ્થ ફ્લોર પર આવી શકો છો અને સિક્સ જીરો ફોર એ એની અંદર તમે આવજો અને આ મારું પાર્સલ તમે આપો પણ હું પેમેન્ટ પણ ત્યારે જ કરી દઇશ તમને અને જ્યારે એ હું ખોલીશ ને એ નહીં બરાબર નીકળ્યું મારુ મંગાવેલું પાર્સલ તો તમારે એ પાછું રિટર્ન કરવાની તે મારે બહુ જ પાછી બધી પ્રોસીજર ફરીથી કરવાની છે